એ ભાઈ સાંભળો ને જરા મારે છે ને પાછળની સીટ છે તો તમે ત્યાં બેસી જશો મારા હસબન્ડ જોડે મારે અહીંયા બેસવું છે એટલા માટે એવું શું કરતા છો અરે મારે કેવું નાનું બાળક છે જોડે એટલે હા ફાવે નહીં ને અરે ના ભાઈ એવું નથી પણ કેવું છે કે અમે જોડે જ બુકીંગ કરાવી હતી પણ આગળ પાછળ થઈ ગઈ છે તમે છે ને એકલા છો એટલા માટે તમને કહું કે તમે પાછળ બેસી જશો મારી ઓલી સીટે અમે અહીંયા બેસી જઈએ એમ

હા તો ત્યાં પણ બારી બારીવાળી જ સીટ છે ત્યાં

મારે કેવું નાની નાની છોકરી છે જોડે એટલા માટે

એવું છે એમ ને એટલે આ તમારે બાજુની જે સીટ ખરીને એ મારા ઘરવાળાની છે એટલે હું એમની જોડે ત્યાં બેસું ને એટલા માટે હું કેવું નાનું બાળક છે તો રડે ને આ ને તે ને બધું હોય એને બાથરૂમ બાથરૂમ ને આ પેલું થાય એટલા માટે અમે જોડે હોય તો ફાવે એક બીજાને એમ એવું છે એમ એમની જોડે વાત કરવી પડે

એરહોસ્ટેસ જોડે વાત કરવી પડે એમને મારે ના સીટમાં તો શું ફર્ક પડવાનો ના હોય તો અમે તમે માની જાઓ તો અહીંયા બેસી જઈએ પછી પેલા બીજા એમને વાત કરી દઇએ બીજું તો શું પછી હા વાંધો નહીં હું પેલા બહેન જોડે વાત કરી દઉં એ કહે પછી તમે તમે પછી બેસી જશો ને ત્યાં પાછળ એ હા હોં હા હા ઓલા બેન એમ કહે છે કે વાંધો નહીં તમે બેસો તો એમ બદલી સીટ બદલી કરોને તો કાંઈ વાંધો ના આવે એમ

અરે તમારો સામાન ભલે હોં અહીંયા પડી રહ્યો હં એ વાંધો નહીં આવે તમારો સામાન અહીંયા હશે તો વાંધો નહીં અમે ધ્યાન રાખાશું બરાબર એ હા હોં હા પેલી પાછળની સાત નંબરની સીટ છે ને એ અમારી સીટ છે હા હું આવું જોડે તમને ત્યાં સીટમાં બેસાડીને હું બાજુવાળાને ને કહીને આવું બરાબર હા ચાલો હાલો હું આવું હા આ મારી સીટ છે અહીંયા બેસી જાવ બરાબર કોઈ કશું કહે તો મને કહેજો બરોબર આમ તો હું પેલા મેડમને કહીને આવી એટલે કાંઈ વાંધો નહીં હા મારો સામાન બી અહીંયા જ પડ્યો છે તમે જો જો અમે હું હવે હા ભલે બે બે કલાકની વાત છે ખબર છે પણ અહીં કેવું નાનું બાળકને એટલે સાચવવું પડે ભાઈ એવું છે અરે કેમ નહીં કેમ નહીં તમારો ખૂબ ખૂબ આભાર હોં